પાણીને શુદ્ધ કરવા માટે અમે પાણીને યોગ્ય રીતે ઉકાળીએ છીએ ત્યારબાદ એક સાફ કપડાં વડે સાફ વાસણમાં તેને ગાળીએ છીએ અને ઘણાં લોકો પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો પણ ઉપયોગ કરતા હોય છે